ગુજરાતની ધરોહર એ ગુજરાતની સંસ્કૃતિ છે ગુજરાતની સંસ્કૃતિ સંયુક્તપણામાં માને છે કારણ કે ગુજરાતની અંદર પરિવાર સંયુક્ત પરિવાર ઘણો મોટો પરિવાર હોય છે સંયુક્ત પરિવાર હોય છે બધાં જ મૅમ્બર એમાં ખુશ હોય છે પરિવારની અંદર હૅડ ઑફ ધ ફૅમિલી હોય છે જેનો આખરી નિર્ણય દરેકે માન્ય રાખવાનો હોય છે વૅસ્ટર્નની સંસ્કૃતિ જે છે એમાં સંયુક્તપણું નથી હોતું એમાં વ્યક્તિ પોતાની સ્વતંત્ર વિચારધારા ધરાવતો હોય છે થયું છે એવું કે જે સંયુક્ત સંયુક્ત કુટુંબની જે વિચારધારા છે અને સ્વતંત્ર વિચારધારા છે એ સ્વતંત્ર વિચારધારા જયારે આપણાં ગુજરાતમાં લોકો એ અપનાવવા લાગ્યા છે ત્યારથી સંસ્કૃતિ આપણી ગુજરાતી સંસ્કૃતિને ઘણી હાનિ પહોંચી છે કારણ કે સ્વતંત્ર દરેક વ્યક્તિને સ્વતંત્ર રહેવું હોય છે આપણે ત્યાં અત્યાર સુધી સંયુક્ત પ્રથા ચાલી રહી છે જે હવે સ્વતંત્ર તરફ જઈ રહી છે તો આમાં શું થાય છે કે જે સંયુક્ત જે કુટુંબો હોય છે એ વેર વિખેર થઇ ગયાં છે દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબનું વર્તન કરતી હોય છે જે આપણે સંસ્કૃતિ માટે ખૂબ જ હાનીકારક છે કારણ કે આપણી સંસ્કૃતિ એવી નથી કે મોટા વડીલ હોય મોટાં હોય એનો અનાદર કરવો જોઈએ અથવા તો આપણા ફૅમેલી મૅમ્બર હોય એનો રીસ્પૅક્ટ ના કરવો જોઈએ અથવા તો આપણે કાળજીપૂર્વક આપણા જે ઘરનું જતન કરતા હોય છે આપણાં કુટુંબનું જે જતન કરતા હોય છે તો એ અત્યારે એ અત્યારનાં કલ્ચરમાં જોવા નથી મળતું તો આ એક ખૂબ મોટી બાબત છે અને આપણી સંસ્કૃતિને પ્રભાવિત પણ કરે છે કે જે સ્વતંત્ર વિચારધારા ના હોવી જોઈએ કારણ કે સ્વતંત્ર વિચારધારાથી શું થાય છે કે વ્યક્તિ વ્યક્તિથી અલગ થઇ જતો હોય છે અને અલગપણું પછી એકલતામાં પરિણમે છે અને એ એકલતા વ્યક્તિને કોરી ખાતી હોય છે વ્યક્તિ ભીડમાં પણ પોતાની જાતને એકલો મહેસુસ કરતો હોય છે જયારે સંયુક્ત કુટુંબમાં શું હોય છે કે વ્યક્તિ દુનિયાના કોઈ બી ખૂણામાં ફરતો હોય પણ જો એ સંયુક્ત કુટુંબમાં રહેલો હોય તો એ પોતાની જાતને એકલો નથી અનુભવતો એની પાછળ આનું પીઠબળ હોય છે જે આને ઘણી આગળ વધવામાં ઘણી હિંમત આપતું હોય છે અને પ્રેરણા પણ મળતી હોય છે